હેલો હ હ હા હા હા ધર્મા પ્રોડક્શનનો હા

હ હ તો તો એ એ કરી શકીએ પણ એના કરતાં પણ કદાચ આપણે બીજું ટ્રાય કરીએ તો પણ ચાલી શકેને કારણ કે એ એવું થઈ જશે કે એ લોકો પહેલેથી એ કરેલ છે એમાં હજી આપણે કંઈ ન્યુ કરતાં એનું થોડુંક રીક્રિએટ કરી તો આપણે એમાં થોડુંક કંઈક ન્યુ આઇડિયા રિપ્રેસેન્ટ કરીએ તો ન ચાલે હ હ હ અને હું હજી એમ કહેતી હતી કે આપણે કદાચ આપણે એક જંગલ સાથે સાથે આ એ સીન કરીએ કે આપણે આ જેમકે આપણે પર્વત સાઈડને એ સાઈડ જઈએ પહાડ સાઈડ તો એ પણ સરસ લાગેને ત્યાં જઈને કરીએ ટ્રેકિંગનું ને એ રીતનું કંઇક વચ્ચે લઈએ તો એ પણ સરસ લાગે એક સીનમાં આપણે ટ્રેકિંગ કરતાં હોઇને એ રીતનું તો એ પણ બહું સરસ લાગે હં હ ઓકે હા હા તો એ પણ કરી શકશું હા તો તમે લોકોએ જે જંગલવાળું કીધું ફોરેસ્ટ વાળું હા તો એ રાખીએ આપણે હા હા થેન્ક યુ